હાલના જમાનામાં જો જોવા જઈએ તો વાત માનીએ કે જૂની પેઢીઓ ધાર્મિક વધારે હતી પણ હવે એક નવો છે ને તે લહેર આવી ગઈ છે ધાર્મિકતાની યુવાનોમાં પણ યુવાનો આજે જય શ્રી રામના નારાઓ પણ જે એવા ઉલ્લાસથી અને દિલ ખોલીને બોલે છે કે આપણને સાંભળવાનું ગમે છે દેશના ઘણા નાગરિકો પહેલાં થોડા ઘણા ખચકાતા હતા કે પોતાના ધર્મનાં વિશે વાત કરશે તો પછાત સમજવામાં આવશે કે એમને ઓછી બુદ્ધિનાં સમજવામાં આવશે હા એ વાત હતી એક સમયે પણ આજના જમાનામાં નથી દરેકને સ્વતંત્રતા છે કે તમે ધર્મ પરિવર્તન કરી શકો ધર્મમાં માની શકો ધર્મને માની શકો અને મનાવી પણ શકો તો હું ઇચ્છું કે આ રીતે જ ચાલતું રહે અને દેશના દરેક એ દરેક નાગરિક જો ધર્મ ગમતો હોય તો એ ધર્મને પાછળ રહે અને ધર્મને એ સાચવી રાખે આ જૂની પેઢીઓનાં વિશે હું સમજુ કે એ લોકો પોતાની રીતે ધર્મમાં અલગ વિચાર ધારા ધરાવતા હતા અને નવી અલગ વિચારધારા ધરાવે છે બંને પોત પોતાની રીતે હું તો સત્ય ગણું છું અને બંનેને એમ સમજું કે બરાબર છે કોઈ રીતે કોઈ ખોટું નથી પોતાનો ધર્મ છે પોતાની રીતે માનો પોતાની રીતે એને ઉપયોગ કરો જય હિન્દ જય શ્રી રામ